મને ખેલાડીઓ ગમે છે આમ તો ઘણા બધા ખેલાડીઓ છે જેમકે વિરાટ કોહલી હાર્દિક પંડ્યા શુભમન ગિલ વગેરે છે આ ખેલાડીઓ ખૂબ સારા રમે છે પણ મને પણ મને તો વિરાટ કોહલી ખૂબ ગમે છે અને વિરાટ કોહલી ઘણાં બધાં એવોર્ડ જીત્યા છે અને તેઓને સન્માનીત પણ કરવામાં આવ્યા છે વિરાટ કોહલી ખૂબ સારા પ્લેયર છે અને તેઓએ ઘણીબધી મેચો પણ જીતાડી છે વિરાટ કોહલીથી બધા જ પ્લેયરો ખૂબ સારું શીખે છે અને તેઓ વિરાટ કોહલીની જેમ રમવાની કોશિશ કરે છે વિરાટ કોહલી બેટમેન છે અને પ્લેયર પણ છે અને તેઓ બોલિંગ પણ ખૂબ સારા કરે છે વિરાટ કોહલી ખૂબ સારા પ્લેયર છે અને તેઓ સારી મેચ રમે છે અને ખૂબ સારું રમે અને બધાને શીખવે પણ છે વિરાટ કોહલી ખૂબ સારા રનોથી મેચ જીતાડે છે અને બધા જ પ્લેયરો તેનાથી કંઈને કંઈ શીખે છે અને નવું નવું જાણે છે તેઓને ઘણા બધા એવોર્ડ અને સન્માનીત પણ થયા છે વિરાટ કોહલીની જેમ બધા જ રમી શકતા નથી કારણ કે વિરાટ કોહલી ખૂબ સારી રીતે રમે છે વિરાટ કોહલી જ્યારે રમે છે ત્યારે બધાની જ નજર વિરાટ કોહલી પર રમે રમે ત્યારે નજર રહે છે કારણકે તેઓ ક્યારે શું કરી જાય એ ખબર નથી પડતી કારણકે વિરાટ કોહલી છગ્ગો ચોગ્ગો એમ સારી રીતે રમે છે અને ઘણી બધી મેચો જીતાડી છે વિરાટ કોહલી ઘણી મેચો જીતાડે છે અને તેઓ કેપ્ટન પણ રહ્યા છે અને તેઓના મિત્રો હોવા છતાં તેઓ ખૂબ સારી રીતે રમે છે